પાણીને ગાળવા અને તેને શુદ્ધ કરવા માટે અમે સામાન્ય રીતે માઇક્રો ફાઈબર ગરણી કે તેનાં જેવી કોઈ ગરણા જેવી વ્યવસ્થા કરીએ છીએ પીવા માટેનું પાણી અમે વોટર પાઇપ પયોરીફાય દ્વારા શુદ્ધ કરી વાપરીએ છીએ